વીસ આઠ ઓગણીસસો છન્નુ એકવીસ દસ ઓગણીસસો અઠ્ઠાણું બાવીસ ચાર બે હજાર પાંચ એકવીસ બાર બે હજાર દસ દસ દસ બે હજાર ઓગણીસ